રાજ્ય પરિવહનની ગુણવત્તા એકદમ સરસ છે અને ભારતમાં મુસાફરી પરવડે તેવી જ છે કેમ કે તમે રેલવે જુઓ બસ જુઓ એર જુઓ કેમ કે હવે એવું થઈ ગયું છે કે દા દિવસે દિવસે બધું વિકસતો વિકસે છે કે ભાઈ તમે રેલવેમાં જાઓ તમને કોઈ બી જગ્યાની તકલીફ નહીં પડે તમને બધું જ ત્યાં સુવિધા મળી રહે ભાઈ તમને ફ ઉદાહરણ કહીએ તો તમને ભાઈ બોમ્બે જવું છે તો તમે નોનસ્ટૉપ ધારો કે બોમ્બે વહી જાઓ તો તમે સવારે ત્યાં કે શું ભાઈ હોય કેટલા કલાકમાં પહોંચે તમને માણસ એટલે વ્યક્તિ ફાસમફાસ તમારું કામ થઈ શકે છે એકદમ સરસ મુસાફર રીતે જે રીતે બસમાં જુઓ તમે એવા એક્સપ્રેસ હાઇવે બનાવી દીધા છે ને કે હવે ભાઈ નોનસ્ટૉપ બાય એર જોવો ફટાફટ જેવું જેવી રીતે થાય એવી રીતે કરે જેને જેમ જ બાય રોડ જવું છે બાય પ્લેન જવું છે કે બાય ટ્રેન જવું છે જેને જેવી સગવડ જેને જેને જેવી પ્રમાણેની સ શક્તિ હોય એ પ્રમાણે વિચારો કરે છે પણ એકદમ સરસ છે ભારતમાં પરવડે તેવી જ છે ભારતમાં મુસાફરી